હલ્લો હ મજામાં તમે સરસ શેની વાત હાં જોઉ તો છું અહીં અમાર બધાં જુએ છે પણ બે ત્રણ દિવસથી મેં જોઈ નથી ના બે ત્રણ દિવસથી શું થયું છે ઓહ શું વાત કરે છે તો મેં તો મિસ કર દીધું ના હોય અચ્છા ભીડેનું સ્કૂટર હા હા હા બરાબર અને એમનું ભીડે ભાઈનું ટ્યુશન કેવું ચાલે છે સરસ

એટલે બે ત્રણ દિવસમાં ના યાર જે જોવાલાયક હતું એ જ મેં છોડી દીધું યાર ઓહો એટલે એમને એમની પત્ની મળી ગઈ એમ હા અને એમ નહીં ના યાર એમને છત્રીનું છોડી

હં સરસ સરસ બરાબર એમની પત્ની હમ હં એમની પત્ની ક્યાંના રહેવાસી છે અચ્છા હં એટલે મુંબઈનું જ મળી ગયું એમ નજીકનું બરાબર જેઠાભાઈ જેઠાભાઈનો બિઝનેસ કેવો ચાલે હં

બરાબર બબીતાબેન તો બબીતાબેન કહેવાય હા યાર અમારે બધાં આજુબાજુમાં જો જો જ કરે ટીવીમાંથી જ ઊંચા નથી આવતા જેના બી હાં હાં બે બે દિવસ થોડું એ હતું એટલે હા